ગુજરાતની ઉત્તર દિશામાં અનેક પહાડો આવેલાં છે અને ગુજરાતની દક્ષિણ દિશાએ વિશાળ દરિયા કિનારો આવેલો છે તો આ ઉત્તર દિશામાંથી નીકળતી અનેક નદીઓ દક્ષિણ દિશાએ આવેલા દરિયા કિનારાને જઈને મળે છે અને સમુદ્રમાં તેનું પાણી સમાઈ જાય છે તો આ સમુદ્રમાં જતાં નદીઓના પાણીને રોકવા માટે ઘણીબધી નદીઓ ઉપર ગુજરાતમાં ડેમ બાંધવામાં આવેલાં છે જેમકે ધરોઇ ડેમ શત્રુ શેત્રુંજય ડેમ કડાણા ડેમ ઉકાઈ ડેમ નર્મદા નદી ઉપરનો સૌથી મોટો વિશાળ સરદાર સરોવર ડેમ હવે આ સરદાર સરોવર ડેમની ડેમમાંથી નહેરો કાઢીને ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં તેનું પાણી પહોંચાડવામાં આવે છે ગુજરાતનાં છેવાડે આવેલા કચ્છ જિલ્લામાં પણ નર્મદા નહેરનું પાણી પહોંચાડવામાં આવેલું છે અને કચ્છ જિલ્લાને હરિયાળો બનાવી દીધેલો છે આમ સિંચાઇ માટે ગુજરાતની આ ભૌ ભૌગોલિક પરિસ્થિતિ ખૂબ જ અસરકારક રહી છે